હલો હા બોલો બોલો મનીષભાઈ બસ બસ આનંદ છે પધારો પધારો શું છે હા હા હાજી હાજી

હા ચોક્કસ

હા હા હા હા હા

એ આમાં એવું છે મનીષભાઈ કે આપણે ત્યાં હજી જે જે નવા ફ્લેવરની જે પેલી આવી છે ન કોફી એ હજી અવેલેબલ નથી પણ એની સામે આપણે પેલું આ પેલા વ્હાઇટ ચણા આવે છે ને એનો ટેસ્ટ આપણે નવો બનાવ્યો છે અને જે આપડા જે કાબૂલી ચણા કહીએ છે ને એનામાંથી અમે જે કોફીનો ટેસ્ટ બનાવ્યો તમે એક વાર એ ચેક કરો તમને એકદમ મજા આવશે એટલી બધી સરસ બનાવી છે એની અંદર અમે થોડુંક અવા આપડી રીતે અદરક પછી લવિંગ લોંગ અને એ બધું આપણે એડ કરી અને એનો એક ટેસ્ટ એવો બનાવ્યો અને એની સાથે સાથે આપણે થોડુંક આપડા મગજમાં જે પેલું એકદમ પેલો કરન્ટ લાગે ને એ ટાઇપના આપણે તેની અંદર જે પેલા લાડુ આપડે વાપરીએ ન એવો ટેસ્ટ નાખ્યો છે તમને એક વખત એનો ટેસ્ટ કરસો ને તો તમને ખ્યાલ આવશે કે આ ખરેખર આપણે સૌરાષ્ટ્રમાં આવો ટેસ્ટ તો તમને ક્યારેય હોય જોવા જ નહી મળ્યો હોય એટલી સરસ બનાવી છે એટલે આ લેમન અને એ બધી શું છે જે પેલી પેલી આવે છે ને જે રેગ્યુલર ટી એના કરતા પણ સારો અને વ્યવસ્થિત સ્વાદ છે સિવાય કે આપણે જે પેલા ઉપવાસ કે જે પેલું કર્યું હોય તેમા આપણે ના પી શકીએ એનું કારણ શું છે કે આપણે પેલા ચણા છે એટલે એક જાતનો આપણે કઠોળ છે એટલે એનો યુસ છે એ આપણે રૂટિનમાં વાપરી શકીએ છીએ તો તમે એ ટેસ્ટ કરો તમને બહુ મજા આવશે અને તમે કહેશો કે આ પણ બહુ સરસ બનાવ્યું છે વેલકમ તમ તમારે આઓ ઓકે ઓકે યસ યસ યસ ઓકે થેન્કયૂ